મારી ચિત્ર કલાને સુધારવા માટે મદદ કરી હોય તેવી ટેકનોલોજીની વાત કરીએ તો કેલિગ્રાફી આવે છે કે જેમાં ચોરસ બોક્ષો પાડવામાં આવે છે અને જેમાં એક સરખી ઉભી જ લીટી પાડયા કરવાની હોય છે અને પછી આડી પછી તેમાં કોઈ આકાર વળાંક હોય છે તેવી દોરવાનું હોય છે જેને કેલિગ્રાફી કહેવામાં આવે છે જે સ્કૂલના પહેલાં લેક્ચરમાં પહેલાં ક્લાસમાં સરસ સમજાવ્યું હતું જેના દ્વારા ચિત્રકામમાં આપણું ચિત્ર ખૂબ જ સરસ આવે છે જે પહેલું પહેલું પગથિયું છે ચિત્રકામ માટે કે કેલિગ્રાફી હંમેશા આવડવી જોઈએ આપણાં તેમાં સ્કેલનો ઉપયોગ કરી શકાતો નથી આપણે આપણા હાથે જ તેને ડ્રો કરવામાં આવે છે અને મને મારી હાથમાં ફોન હોય ને અને મારી પર ખૂબ ટાઈમ હોય તો હું તેમાં સર્ચ કરી અને ગૂગલ પર નવી નવી ટિપ્સો શીખતી રહું છું અને મને ભવિષ્યમાં આવનારા સમયમાં જો કોઈ ઓનલાઈન સાધનનો ઉપયોગ કરવા પડે એવું લાગે અને સાધનો સારાં હોય તો તો હું ચોક્કસ એ સાધનોનો ઉપયોગ કરીશ ચિત્ર કલાને સુધારવા માટે પહેલાં તો પ્રેક્ટિસની ખૂબ જરૂર છે મહેનત ખૂબ કરવા પડે છે અને દોરતું રહેવું પડે છે અને તેમાં પછી રસ હોય તો ઈચ્છાથી આપણે કરીએ તો તેમાં ખૂબ જ મજા આવે છે અને આપણને ઈચ્છા હોય ત્યારે આપણે ખૂબ જ સારી રીતે તે ડ્રો કરી શકીએ છીએ દોરી શકીએ છીએ આપણે જોઈએ તો ચિત્રકામ એ ખૂબ જ સારી કલા છે જેનો દેશ વિદેશોમાં તેનો માન સન્માન થાય છે ઘણા બધા મોટા લોકો છે કે જે લોકો પોતાનો પિક્ચર બનાવી અને પોતાનાં ઘરમાં કે દીવાલો પર લગાવવામાં આવે છે